ગુજરાતની અંદર એવી તો સંસ્કૃતિ વિરુદ્ધની અંદર બે ત્રણ વસ્તુ એવી છે કે જેની ઉપર પ્રતિબિંબ લાગેલો છે છતાં પણ માણસો એ વસ્તુ કરે છે પહેલું છે દારૂ દારૂબંધીની અંદર કહે છે છતાં દારૂ પીવાય છે બીજાને અંદર માંસ મટી એટલે ટૂંકમાં માંસ ખાવાનું છે એ લોકોને ના છે તો છતાં પણ માણસો માંસ મટન ખાય છે ત્રીજા નંબરની અંદર પાન ગુટકા માવા આ બધી વસ્તુ જે છે એ શરીરને માટે નુકસાનકારક છે છતાં માણસો કરે છે અને એ સમજતા નથી તો આ લોકોને અંદર બેન મારવાની જરૂર છે એની પછવાડેનું કારણ એક જ રહ્યું જો હવે માંસ મટન એ બધું ખાઇએ તો આ લોકો જે વસ્તુ છે એ ખાવાનું કામ મોમેડનની અંદર છે તો મોમેડિયન વધારે પડતાં ખાય છે એની અંદર આપણે તો ખાસ કરીને ગૌ મટન તો ખાવાનું જ ન રહે બીજા બધાં ખાય છે તો એમ માનો કે બકરાનું છે મરઘી છે એ બધી વસ્તુ ખાય છે તો આ વસ્તુ ન ખાય તો વધારે સારું રહેશે આ વસ્તુ ખાવાથી શરીરની અંદર વિકાર થાય છે અને આપણે જે રીતનું જીવવું જોઇએ એ રીતનું આપણે જીવતા નથી દારૂ પીવાથીને શું થાય છે કે મગજની અંદર શેતાન ઉત્પન્ન થાય છે એને હિસાબે આપણને નુકસાન ઘણું બધું છે છતાં આ વસ્તુ કરીએ છીએ તમાકુ ગુટકા માવો એ બધું ખાય છે એ આપણા માટે શરીરને માટે ઘણું બધું નુકસાનકારક છે છતાં આપણે એ ખાઈ પીએ છીએ અને આપણે શરીરને નુકસાન કરીએ છીએ તો આવી આવી વસ્તુની અંદર સરકારે બેન મારવો જરૂરી છે અને આ બધી વસ્તુઓ બંધ થવી જરૂરી છે જેમકે પ્લાસ્ટિકને બંધ કર્યું હતું એવી જ રીતે આ ગુટકા બુટકાની પહેલા બંધ કર્યા હતા પાછું એ જ ચાલુ થઈ ગયું છે તો આવી વસ્તુની અંદર સરકારે બહુ બહુ બહુમાં બહુ બહુ ધ્યાનમાં રાખીને કાયદા કાનૂન એટલા મજબૂત કરી અને આ વસ્તુ ઉપર પ્રતિબંધ મૂકવો જોઇએ તો જેથી કરીને આપણા ગુજરાતની જે સંસ્કૃતિ છે એ જળવાઈ રહેશે અને આપણે આરામથી રહી શકશું